આજકાલ બાળકો ગ્રાઉન્ડ કરતા ઘરમાં અને મોબાઈલમાં ઘણી બધી રમતો રમે છે જેમકે પબજી છે મોબાઈલમાં ઘણી બધી ઈન્ટરનેટ ગેમો છે ડયુટી ગેમ છે કોલ ઓફ ડયુટી નામની ગેમ છે એ બધી આજકાલ બાળકો વધારે પસંદ કરતાં હોય સે લૂડો ગેમ છે ચેસ ગેમ છે કેરમ ગેમ છે પુલ ગેમ છે એ બધી ગેમ છે જે આજકાલ લોકોમાં રસ પ્રદ છે અને લોકો બાળકો આજના બાળકો છે એ એ પ્રકારની ગેમો રમે છે અને એ બાળકોને એ ગેમમાં ખુબજ રસ છે આજકાલના બાળકો આપણી જૂની ગેમો જેમકે ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ છે એ બધુ ખૂબ જ ઓછા પ્રમાણમાં રમે છે રમે છે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં રમે છે પણ આજકાલ લોકો મોબાઈલ ગેમને કોંપ્યુટર ગેમ આજનો જમાનો એ ડિઝિટલ જમાનો છે તો લોક અતારે છોકરાઓ ડિઝિટલ ગ્રાઉન્ડની જગ્યાએ આજકાલ લોકો ડિઝિટલ એટલે મોબાઈલમાંને કોંપ્યુટરમાં ગેમ રમવાનું વધારે પસંદ કરે છે